મેં ગેસ બુક કર્યો છે એટલે હું આ નંબર પર ફોન કરીશ ઝીરો બસો સડસઠ બાવીસ ત્રેવીસ ચોવીસ હા એમાં મારો ગેસ બુકિંગ નંબર માંગશે મારો નંબર છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એઈટ નાઇન એમાં મારો હવે આધારકાર્ડ નંબરના છેલ્લા ચાર શબ્દો અંકો માંગશે વન ટુ થ્રી ફોર અને પછી હવે હું ફોન કરું છું એમાં ફોન લાગ્યો છે અને હવે હું પૂછું છું કે તમે મારો ગેસ મેં અઠવાડિયા પહેલાં બુક કર્યો છે તો તમે જોઈ આપોને કે મારે કેવી રીતની અપડેટ છે એમાં બુક થઈ ગયો છે કે નથી થયો એમાં આગળ કેમ આવ્યો કેમ નથી હજી ક્યારે આવશે કેવી રીતે એનું કમ્પ્લેટ થશે મારે પાછું એ જોઈ આપોને